હલો હલ હલો હા કોણ મેડમ

હા બોલો બોલો મેડમ ના મેડમ કરમસદ કરમસદ કઈ જગ્યા એ તમે કીધું કરમસદ ક્યાં ના મેડમ હું તો વડોદરા હા હા ના ના મેડમ મેં હું તો ત્યાં ગયો જ નથી હા હા એક મિનિટ સાંજે હું ત્યાંથી પસાર થયો હતો પણ મેં કાંઇ બાઇક બાઇક નથી લીધું મેં કોઈ ચોરી બોરી નથી કરી ઊભા રહો મેડમ મારુ પર્સ તો મારી જોડે જ છે કદાચ જતાં જતાં પડી ગયું હશે મારો વિશ્વાસ કરો હું ત્યાં હતો જ નહીં હું ત્યાંથી ખાલી પસાર થતો તો અને ત્યાં મારા એક મિત્રને મળ્યો તો અને પછીનું મને કશું ખબર નથી હું તો ત્યાંથી નીકળી ગયો હતો ના ના મેડમ હું નહીં હોઉં ના ના ના મેડમ તમે ત્યાં સીસીટીવી છે ખરા હા હા હા પણ પણ મેડમ મારી એક વાત સાંભળો આજે સાંજે પાંચ વાગે તો નહીં આવી શકાય કારણકે મારે અમારા મિત્રની જોડે મારી જે પુત્રી છે એના એડમિશન માટે જવાનું છે અને હું અત્યારે બહાર છું વડોદરા છું અત્યારે હું ત્યાં કરમસદ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે આવી શકું આટલું હા હા આ ઓકે હા તો મેડમ હું પહોંચવાનો પ્રયત્ન કરું છું પાંચના સાડા પાંચ થશે તો ચાલશેને હા હું આવી જઈશ